હેલો હા પેલોવીનમાંથી બોલો છો પ્રિયંકાબેન બોલો છો પ્રિયંકાબેન બોલો છો હા તો હું ઝાલા મીના બોલું છું મેં તમને મારા પેલા છોકરાના સ્કૂલના યૂનિફોર્મ માટે સિવડાવવા માટે આપ્યાં તાને બે અઠવાડિયા પેહલા એ તમે કર્યાં કે નહીં

હવે બેન કાલે મારે જોઈએ છે કાલે મારા છોકરાને સ્કૂલમાં પહેરી જવાના છે હવે ત્યાં તો યુનિફોર્મ ફરજીયાત છે જો ત્યાં યુનિફોર્મ ના પહેરી જાય તો ફી વસૂલાય છે તો પછી મારે શું કરવાનું કાલે બેન આવું ના કરવું જોઇયે ધ્યાન આપવું જોઇએને મારે કોઈ સિવવાનું બાકી તો નથી રહી ગયું ને પછી બહાર જવાયને થોડી ધ્યાન આપવી પડેને અરે બેન તમે સિવો છો એટલે તમારે ધ્યાન આપવું જોઈએને કે આ વ્યક્તિનું મારે સિવવાનું બાકી છે તો મારે પહેલાં એમનું કામ પૂરું કરવું જોઈયે પછી તમારે ફરવા જવું જોઈએને પણ તમારો પ્રશ્ન છે એ તમને થોડાં બધાં સિવડાવવા યાદ ફોન કરી કરી ને યાદ અપાવવા છે કે બેન મારું સિવજો બેન મારું સિવજો એ તમારો પ્રશ્ન બે દિવસની ક્યાં તમે વાત કરો છો મારે કાલે જોઈએ એનું શું પણ મારે કાલે જોઈએ એની ફી કોણ તમે ભરશો તો કાલે છોકરું સ્કૂલમાં યુનિફોર્મ પહેરીને ના જાય તો એના ટીચર એની જોડેથી પૈસા માંગશે તો તમે દેશો મારો શાનો પ્રોબ્લેમ બેન પ્રશ્ન તમારો છતાં તો અમે અમારો પ્રોબ્લેમ એવી વાત કરો છો તમારે ધ્યાન આપવું જોઈયે અમારી બાજુમાં જ ટેલર છે મે ત્યાં ના આપ્યું તમારું વખણાય છે આ બેન આ બેન સારું સીવે છે હું તમારે ત્યાં પહેલેથી સિવડાવું છું એટલે મેં તમને આપ્યું ને તમે મારું કામ બગાડયું હવે કાલે છોકરાને પનિશમેન્ટ મળશે અરે બેન કાલે જોઈએ છે એનું શું

હા પણ મારે કાલે ફરજિયાત જરૂર છે ના મારે તો આજે જ જોઈએ એનું શું તમારે ધ્યાન આપવું જોઈએને પણ કે આ વ્યક્તિનું આજુબાજુ વાળા પણ અમારા આજુબાજુવાળા પણ કહેતાં હતાં કે તમે સિવડાવો ને ત્યાં અમારા યુનિફોર્મ અમારા છોકરાઓના પણ સિવડાવવાં છે મેં કહ્યું મારું આવે મારા છોકરાનું એ તમે જોઈ લો અને પછી તમે એ સિવડાવજો ત્યાં અને તમે મારુ જ નહીં સીવડાવ્યું તો આજુબાજુવાળાને હું શું જવાબ આપીશ હા તો હું કાલે લેવા આવીશ બરાબર હું પણ ભૂલી જઈશ પૈસા લાવવાનું એટલે તમારે પણ સામે થઈ જાય ને એવું હું પણ પૈસા નહીં આપું એ હું પણ એવું કહી દઇશ કે હું પણ ભૂલી ગઈ હા તો પછી હું કાલે લેવા આવીશ ઓકે